જી આપ એસ્ટેટ એજન્ટ બોલો છો જી અને હું છે ને ભઈ કિશોરભાઇ બોલું છું અને મારે છે ને એક સાહેબ મકાન હોય તો મકાન અને ફ્લૅટ હોય તો ફ્લૅટ મારે જોઈએ છે મારે છે ને સાહેબ એવા બહુ એમ જેને કહેવાય ને બહું ભરચક એરિયામાં નથી જોઇતું મકાન જ્યાં વાતાવરણ શાંત અને એકદમ ઘોંઘાટ વગરનું હોય ને એવા એરિયામાં જોઈએ છે તમારી રીતે કયો એરિયો સારો છે સાહેબ અચ્છા કેટલા વારમાં સાહેબ ફ્લેટ છે કે મકાન છે એ

મારે છે ને સાહેબ ટુ બી એચ કે હોય તો વધારે સારું અને સાહેબ એ કેટલા વારનો છે એ ફલેટ

હવે એની કિંમત સાહેબ કેવીક હશે એ એરિયામાં અને સાહેબ હું તમને અત્યારે ડી પી મારે કેટલું આપવું પડે

બરાબર તો એ પછી મારે તમને કઈ રીતે પેમેન્ટ પાર્ટ પેમેન્ટમાં કરવું પડશે કે એકસાથે એના બધાં જે પેપર્સ છે એ બધાં ઉપલબ્ધ કરાવી આપશો ને હમ અને લોનનું તમે પણ કરાવી દેશો અચ્છા અને સાહેબ એનું બાંધકામ કેવું છે સાહેબ બરાબર તો પાણીની વ્યવસ્થા કેવી છે એમાં બગીચો ને એવી વ્યવસ્થા ખરી સાહેબ એમાં કઈ વાંધો નહીં સાહેબ તો આપણે મળીએ છીએ અને નક્કી કરીએ છીએ ફ્લેટનું હોં ને